હલો હલો હા ટીચર કેમ છો બસ એકદમ ફસ્ટ કલાસ ટીચર મારે તો હમણાં જનરલ બધું ફોકસ ક્રિકેટ પ્રેક્ટિસ પર ચાલે છે હાં મને એવું મને એવું લાગે હાં ટુર્નામેંટ આવે છે અને મહેનત પણ બરાબર કરું છું એટલે મને લાગે છે કે મારા પરફોર્મન્સના લીધે રણજીત ટ્રોફીના સિલેક્શનમાં સિલેકટ થઈ જ જવાશે પણ તો પણ હજી વધારે મહેનત કરી શકું એ માટે મને થોડું તમારું માર્ગદર્શન જોઈતું હતું કે કોઈ સારા ટ્રેનર હોય ક્રિકેટ માટે કોઈ એકેડમી સારી કે જ્યાં જઈને હું હજી વધારે મહેનત કરી શકું તો તમને કઈ આઇડિયા હોય તો મને જરા આપો તો સારું

ઓકે ઓકે અને અઠવાડિયામાં કેટલા દિવસ જવાનું હોય છે અને ટ્રાયલ આપે છે અચ્છા

અચ્છા બીજું બીજા માટે એમ કહેતી હતી કે ટ્રેઈનર તો સરસ તમે બતાવ્યા છે હવે થોડુંક મને માર્ગદર્શન આપો કે કેવી રીતે હેલ્ધી ફૂડ લઉં કારણકે પ્રેક્ટીસ મારે ખાસ્સી કરવી પડે છે સાથે ભણવાનું બી કરવાનું પ્રેક્ટિસ પણ ઘણી બધી કરવી પડે છે તો થોડુંક એના માટેનું પ્રોટીનવાળું ફૂડ કે એવું કઈ થોડું માર્ગદર્શન આપો તો મને એમ થાય કે હેલ્ધી ફૂડ લઉં તો મારી થોડીક તાકાત વધે અને સ્ટ્રેન્થ થોડી વધારે થાય એમ હમ હમ હમ ઓકે ઓકે હમમ મને છે ને બહારના પ્રોટીનશેકને એ બધું સજેસ્ટ કરે છે ને આ લોકો પણ મને એવું નથી ગમતું એટલે બને ત્યાં સુધી ઘરમાં જ પ્રોટીનવાળો ખોરાક જેટલો વધારે લેવાય હા મગ ને હઁ હમ યસ હમ ઓકે ઓકે ને પ્રોટીન માટે પ્રોટીન હાં પ્રોટીન ને કેલ્શિયમ માટે યુઝવલી કેળા છે મગ છે રાજમા છે એવું બધું લેતી જ હોઉ છું એટલે પણ તો બી મેં કીધું થોડુંક તમારી પાસે જરા જાણકારી મળે તો ઘણું બેટર એમ હઁ અને અને એવું ચોક્કસ ચોક્કસ હા હા હમ હમ હમ એક્સસાઇઝ માટે તો એવું છે ને કે જ્યારે જ્યારે સવાર સાંજ પ્રેક્ટિસમાં જઈએ એટલે જઈએ એટલે પહેલાં વોર્મ અપ હોય કુલ ડાઉન એક્સસાઇઝ હોય સવાર સાંજ થતી જ હોય છે અને તે સાથે બી એ લોકો એવું કહેતા જ હોય છે કે હજી થોડી વધારે એક્સસાઇઝ રાખો તો શું કે હઁ હા થાક ઓછો લાગે એટલે એટલે કંઈ નહીં ટીચર ઘણી બધી જાણકારી અપાઈ ગઈ મને ખાલી હવે એટલું વિશ કરજો કે રણજિત ટ્રોફીમાં મારું સિલેક્શન ચોક્કસ થઈ જાય થેન્ક યુ હમ હ હ

હમ અચ્છા ઓકે ઓકે ઓકે

બહુ જ સરસ બહુ જ સરસ હવે આ વાક્ય બિલકુલ ભુલાશે નહીં અને એને ઉપર રહીને હું હવે પ્રેક્ટિસ કરતી રહીશ થેન્ક યુ ટિચર મને ક્યારેય બી જરૂર પડશે તો હું ચોક્કસ તમને કોલ કરીશ પાછો હમ થેન્ક યુ થેન્ક યુ બાય